હલો ડિજિલોકરમાંથી વાત કરી રહ્યા છો હું કેટલાક હું છેલ્લા પાંચ વરસથી એક જ પાસવર્ડ વાપરી રહી એક જ પાસવડ વાપરી રહી હતી અને મારા નાના ભાઈને હવે એ પાસવડ ખબર પડી ગયો છે તો મારે હવે પાસવર્ડને ચેન્જ કરવો છે તો કદાચ નાનો ભાઈને ખોટો પાસવર્ડ લગાવી દે હું મુશ્કેલીમાં આવી જઈશ અને હવે મારે પાસવર્ડ ચેન્જ કરવો છે તો મારો પાસવર્ડ હતો ભાવિશા વન ટૂ થ્રિ ફોર અને હવે મારે ચેન્જ કરીને એને હેમંત વન ટૂ થ્રી ફોર રાખવો છે